હલ્લો રમેશભાઈ હું પાર્થિવ વાત કરી રહ્યો છું મેં એક કલાક પહેલા આપની કેબ બૂક કરાવી હતી હજી સુધી આપ પહોંચી શક્યા નથી મારે રેલ્વે સ્ટેશન પહોંચવાનો સમય થઈ ગયો છે જો આપ સમયસર ન પહોંચ્યા તો મારી ટ્રેન છૂટી જવાની શક્યતા છે તમને એક કલાક પહેલાનો સમય આપેલો હોવા છતા અજી સુધી કેમ આવ્યા નથી તમને મારા ઘરે પહોંચવામાં હજી કેટલો સમય લાગશે કે જેથી મને રાહ જોવાની ખબર પડે